મારા ઘરમાં બહુ સરસ પુસ્તકાલય છે હું મારા પતિ અને મારા બાળકો બધાને અમને ખૂબ જ પુસ્તકો વાંચવા ગમે અને અલગ અલગ બધા વિષયના પુસ્તકો અમે વાંચતા હોઈએ છીએ જેમ કે મારા પતિ છે તો એ એક ઇજનેર છે તો એમને એમના કાર્યક્ષેત્રને અનુરૂપ પુસ્તકો વધારે વાંચવા ગમે આ ઉપરાંત તેમને બાળકોને ભણાવવામાં પણ ઘણો બધો રસ એટલે એ બાળ ઘડતરને લગતા પછી બાળ કેળવણીને લગતા અને બાળકોમાં કેવી રીતે સારા સંસ્કાર આપણે વિકસાવી શકીએ એને અનુરૂપ પુસ્તકો વાંચતા હોય છે જ્યારે મને બધી નવલકથાઓ નવલિકાઓ વાર્તાઓ વાંચવાનું ખૂબ ગમે આ ઉપરાંત હું પોતે ધાર્મિક વૃત્તિની એટલે મને આપણા પૌરાણિક ગ્રંથો રામાયણ મહાભારત ચારે ચાર આપણા જે વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ આ ચારે વેદને લગતા જે કંઈ પણ પુસ્તકો છે એ મને વાંચવા ખૂબ ગમે મારા બાળકો છે તો એમને આત્મકથાઓ વાંચતા અમે કર્યા છે અને બાળ મહાભારત બાળ રામાયણ આ બધું પણ એ લોકોને વાંચવા આપીએ આ ઉપરાંત તે લોકો અંગ્રેજી સાહિત્ય પણ થોડું ઘણું વાંચે આમ ઘરના બધા વ્યક્તિઓ પોતાના રસ રુચિ પ્રમાણેના પુસ્તકો વાંચે છે અમારા ઘરના પુસ્તકાલયમાં નવલિકાઓ નવલકથાઓ ગુજરાતી સાહિત્ય અંગ્રેજી સાહિત્ય આરોગ્યને લગતા પુસ્તકો આ ઉપરાંત ધાર્મિક ગ્રંથો આધ્યાત્મિક પુસ્તકો આત્મકથાઓ જીવનવૃત્તાંત અને જેને જે ગમે છે તે રસના વિષયો છે જેમ કે મારા દીકરાને અવકાશ વિશે વાંચવાનું ને સાંભળવાનું ખૂબ ગમે તો એણે એના રસના વિષયના પુસ્તકો વસાવેલા છે તો એવી રીતને જેને જે ગમે છે મારી દીકરી છે તો એને ઇતિહાસ વાંચવો ખૂબ ગમે તો એણે એ પ્રમાણે આપણો ભારતીય ઇતિહાસ પુરાતત્ત્વ જે આપણો ઇતિહાસ છે તો ત્યારથી માંડીને અત્યાર સુધીમાં મુગલકાળ અંગ્રેજકાળ અને એની પહેલાંનો જે સમય હતો ચાલુક્ય વંશ છે મૌર્ય વંશી તો આ બધો ઇતિહાસ એને ખૂબ વાંચવાનો ગમે એટલે એણે ઇતિહાસના પુસ્તકો વસાવેલા છે મને રાંધણ કળાનો પણ ખૂબ શોખ એટલે રસોઈના પુસ્તકો પણ મેં ઘણા બધા વસાવેલા છે આમ અમારા ઘરના દરેક વ્યક્તિને વાંચવાનો ખૂબ ગમે અને એ રીતે અમારા અમારા ઘરનું પુસ્તકાલય વિવિધ પ્રકારના પુસ્તકોથી સમૃદ્ધ છે અને અમે એને ખૂબ વાંચીએ છીએ અને ખૂબ એને માણીએ છીએ